મેં હમણાં ઓનલાઈન સ્ટોર જેમ કે એમેઝોન શોપક્લુઝ મિંત્રા અને આર્બેનિક પરથી અલગ અલગ પ્રકારના કપડાં ઓર્ડર કર્યાં હતાં જે મને બહુ જ સારા ભાવમાં મળ્યાં અને બહુ બધા ઓફર્સ પણ મળ્યાં હું તો બહુ જ પ્રભાવિત થઈ છું આ એપ્લિકેશન્સથી જેના લીધે હું ઘરે બેઠાં બેઠાં કપડાં ઓર્ડર્સ કરી શકું છું અને એ બી સારી ક્વૉલિટીનાં તો એ પ્રમાણે હું ઓનલાઇન સ્ટોર જેના ઉપર કપડાંના વિવિધ વિકલ્પો મળે છે તેને હું ફોર પોઈન્ટ ફાઇ સ્ટાર રેટિંગ આપીશ